હેલો હા સ્વીગીમાંથી બોલો છો હા અત્યારે મારે ઓનલાઈન ફૂડ જોઈતું હતું હા હા અત્યારે હા તો અત્યારે આટલી મોડી રાત છે તો તમે આપી શકશો અત્યારે પહોંચાડી શકશો અહીં હા કેમકે અત્યારે અહીં વરસાદ બી છે એટલા માટે હા હા હા હું અહીંથી બહુ દૂર રહું છું વલ્લભ નગરથી પાંચ કિલોમીટર જેટલું હા તો તમે પહોંચાડી શકશો હા હા હા હા સારું હા થેન્ક યુ